દસ હજાર એકસો બત્રીસ પંદર હજાર ત્રણસો ઓગણીસ એક લાખ દસ હજાર બસો પાંત્રીસ દસ હજાર બસો ઓગણીસ પંદર હજાર ત્રણસો પાંત્રીસ